હું નવી ર રમત ગમત સમાચાર દ્વારા મિત્ર વર્તુળ દ્વારા સ્કૂલના શિક્ષકો દ્વારા માહિતગાર થાઉં છું અને મને સૌથી વધારે પ્રિય છે વોલીબોલ મને વોલીબોલ રમવાની ખૂબ જ મજા આવે છે મારું મિત્ર વર્તુળ એવું છે કે જે લોકોને વોલીબોલ રમવાની તિવ્ર ઈચ્છા હોય એવું સૌથી સરસ રમતા હોય મજા આવે સાથે રમીએ અને સાથે જ ફરીએ એવું મિત્ર વર્તુળ બની ગ્યુ છે મને વોલીબોલ રમવા માટે મારા મિત્રોએ પ્રેરણા કરી હતી અને અત્યારે હું પહેલાં કરતા ઘણું સારૂં રમી રહ્યો છું